હેલ્લો હં તમે ડોક્ટર મહેતા બોલો છો હં હમણાં કોવીડનો ટાઈમ ચાલે છે તો મારે વેકશિન વેક્સીન મૂકાવવી છે

ના ના ના હજુ મેં એક બી વેક્સીન નથી મુકાવી હં તો પહેલો ડોઝ મૂકાવવો છે મારે તો તો હું નવ થી પાંચ કંઈ બીજો ટાઈમ નહીં ચાલે બરાબર હા તો મારે એ પુછવું હતું કે હવે હું વેકશિન મુકાવું તો પછી મને મારા ફ્રેન્ડો કહે છે કે તાવ આવે માથું દુઃખે વોમિટિંગ થાય તો એવું બધું થશે બરાબર હં કારણકે મારા ઘરે પણ ભાઈ મારાં મમ્મી પપ્પા છે તો મારે મારી પોતાની કાળજી લેવી જોઈએ એટલે હું આવીશ ચોક્કસ આવીશ મૂકાવવા મને નવ થી પાંચમાં જે ટાઈમ ફાવે એ ટાઈમે હું આવીશ ચોક્કસ હા ચાલો